અ કોન્ટ્રાક્ટર બોલો ભાઈ આપણે કયા ગ્રેડના કોન્ટ્રાક્ટર છો તમારો ગ્રેડ કયો છે હલો એ ગ્રેડના છો બી ગ્રેડના છો તમારો ગ્રેડ કયો છે ગ્રેડ એ ગ્રેડ છે એમને હવે મોડાસા હિંમતનગર વચ્ચેનો બનાવવાનો છે હાઇવે સાઠ કિલોમીટરનો હં બે મહિનાની અંદર પૂરો કરી દેવાનો એમાં અ લેયર લખો લેયર નીચે જી એસ બી વચ્ચેનું ડબલ્યુ એમ એમ અને ઉપર ડી બી સી હમ આમ ત્રણ લેયર તો કરવાનું છે આપણો રેટ ફાઇનલ થાય એટલે ચાલું કરી દેવાનું છે અ શું ચોરસ મીટરમાં રેટ આપો હાં ઓકે ઓકે હા પાછો એક અઠવાડિયાની અંદર કામ ચાલું કરી દેવાનું હં ઓકે ઓકે